હલો મારૂં નામ સ્મિત કંસારા છે મેં બે દિવસ અગાઉ બરોડા માટે ટેક્સી બૂક કરી હતી અને એમાં મને મેં ટાઈમ અને એડ્રેસ અને બધી પ્રોપર ડિટેલ્સ જે તમે માગી હતી એ બધી મેં અંદર એડ કરી હતી અને મેં અંદર નોટમાં પણ એડ કર્યું હતું કે મારે અર્જંટ છે તો તમે ટાઈમસર આવી જજો પણ અત્યારે એક વાગ્યો અને મેં અગિયાર વાગ્યાનું લખાવ્યું તું તો પણ હજુ ટૅક્સી આવી નથી અન તો તમે કેટલીવારમાં આવશો અને હું ક્યારનો બેથી અઢી કલાકથી તમારી વેટ કરું છું તમારો કોલ પણ નથી લાગતો અમુક ટાઇમે આઉટ ઓફ રિચેબલ આવે છે તો પછી તમે કેટલીવારમાં આવશો એ મને જણાવો જલ્દી મારે અર્જન્ટ ત્યાં પહોંચવાનું છે મારે ત્યાં કામ છે